ઉચ્ચારણ વિવિધ વિસ્તારોમાં સબ્દોના ઉચ્ચારણમાં ફેરફાર હોય શકે છે ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્રમાં કેટલાક શબ્દોનાની બદલી સાથે ઉચ્ચારવામાં આવે છે લોહા દરેક વિસ્તારની બોલીમાં ખાસ પ્રકારના શબ્દો અને પ્રવચનો વ્યાપક હોય છે ઉદાહરણ તરીકે અમદાવાદીમાં સામાન્ય ઉપયોગ થતો શબ્દોનો પ્રયોગ કચ્છી ગુજરાતી બોલવામાં જુદો હોય શકે છે વ્યાકરણ દરેક બોલીનું વ્યાકરણ અને ધાજો ભિન્ન હોય શકે છે કેટલાક વિસ્તારોએ સમય અનુકર કુર પરિવર્તનો સાથે નવી વ્યાકરણાતમ્ક નિયમો અપનાવ્યાં હોય છે અક્ષર શૈલી લખાણમાં પણ વિવિધ લીટી અને અક્ષર શૈલીઓનો ઉપયોગ થાય છે જેની ફૂલસુખા અને પ્રયોગ પદ્ધતિ વિવિધ હોય શકે છે આથી દરેક બોલીનું પોતાનું સખત કૃતિ અને ઔતિહાસિક સંદર્ભ હોય છે જે તે ભાષાની ખાસિયતોને બતાવે છે